આજના આધુનિક યુગમાં સંગીતના ઘણા બધા શૈલી પ્રકાર છે જેમ કે રિમિક્સ સંગીત ફ્યુઝિઅન અને વાદ્ય વૃંદ વગેરે એમાંથી મને જે જૂના જમાના ગીતો હોય છે એ બહુ જ ગમે છે મને ખાસ કરીને જે ચોરસના ગીતો હોય છે જે કોરસમાં ગાવામાં આવે છે જેમ કે એક વ્યક્તિ આગળ ગાતો હોય અને પાછળથી બીજા બધા એને સાથ આપીને ગાવાના પ્રયત્ન કરે છે એ ગીતો સાંભળવા મને બહુ ગમે છે નથી ખબર કેમ પણ મને એ ગીતો સાંભળીને એક અલગ જ પ્રકારનો આનંદ મળે છે અને મને એ શૈલી બહુ જ પ્રિય છે અને હું ખાસ કરીને આવા જૂના ગીતો સાંભળું છું કે જેમાં કોઈ વ્યક્તિ ગાતું હોય આગળથી અને પાછળથી લોકો એને સપોર્ટ કરીને ગીત ગાતા હોય છે એટલે મને આ પ્રકારની શૈલી બહુ જ પ્રિય છે આજના આધુનિક યુગમાં જોઈએ તો આમ તો ઘણા બધા પ્રકાર છે એમાંથી એક ક્લાસીકલ સંગીત બી છે જે મને બહુ જ ગમે છે